હા હું ઇંડિયન આઇડલ જેવા સંગીત રિયાલિટી શૉઝ જોઉ છું અને આમ તો સિઝન પ્રમાણે અલગ અલગ પ્રકારના ઘણા બધા ભાગ લેનાર ગાયકો એમાં હતા પણ આ બધા ગાયકોમાં સૌથી વધુ મારો પ્રિય ગાયક હતો અભિજીત સાવંત જેણે એક રીએલિટી શોમાં બે હજાર સાતની સાલમાં પાર્ટિસિપેટ કરેલું અને એમાં એ જીતી ગયેલો અને એ બેસ્ટ ગાયક તરીકે જીતીને એ બેસ્ટ ગાયક તરીકે જીતીને એ બેસ્ટ ગાયકનું ઈનામ પ્રાપ્ત કરેલું હતું અને એની વજહથી મને એનો અવાજ બી ખૂબ ગમતો હતો એની સિંગિંગ ગાવાની જે સ્ટાઈલ હતી એ બી ખૂબ જ સુંદર હતી અને એનો અવાજ બી ખૂબ મધુર મીઠો હતો અને એની સુંદર ગાયન કળાને લીધે મને પોતાને પણ ગાવામાં ખૂબ જ દિલચસ્પી થઈ ગયેલી અને હું બી ખુદ ઘરે બેસીને ગીત ગાતી હતી પછી ધીરે ધીરે હું બી ગીત સંગીતના ક્લાસમાં જવા માંડી છું અને હું બી હવે સુંદર રીતે ગીતો ગાવા માંડી છું